અમારા વિસ્તારમાં ઘણી જ પ્રવાસન કંપની અને પ્રવાસન એજન્ટ છે પરંતુ તે કોઇથી અમે વાકેફ નથી કારણ કે અમે જ્યારે પણ કોઇ જગ્યાએ ફરવા જઇએ છીએ ત્યારે તે બધી જ વસ્તુઓ અમે અમારી રીતે પ્લાન કરીએ છીએ તે કંપનીઓ કેવી છે કેવી સેવાઓ આપે છે તેના વિશે પણ અમને કોઇ જ જાતની જાણકારી નથી કારણ કે અમે હંમેશા ઓનલાઇનના માધ્યમથી જ હોટેલ અને ફરવાલાયક સ્થળો બૂક કરીએ છીએ અને અમે ટ્રાન્સપોટેશન પણ ઑનલાઇન જ બૂક કરીએ છીએ જેનાં કારણે અમને પ્રવાસન કંપની અને એજન્ટથી વાકેફ નથી